વિદ્યાનગરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીએ એક રમતગમતની હરીફાઈનું આયોજન કરેલ છે તેમાં ઠેર ઠેરથી રમત ગમતમાં ભાગ લેવા માટે કલાકારો હાજર રહેવાના છે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસથી પંદર આઠ બે હજાર ચોવીસ સુધી આ હરિફાઈ ચાલવાની છે હવે તેમાં આયોજકો રમતગમતમાં ભાગ લેનારા રમતવીરો તે બધા મળીને કુલ લગભગ પાંચસોની સંખ્યામાં માણસોની હાજરી હશે હવે આ માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે વલ્લભ વિદ્યાનગરની વલ્લભ વલ્લભ વિદ્યાનગરની નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગનો સંપર્ક કરવો પડશે તેમને ટેન્કરો પહોંચાડવા માટે જાણ કરવી પડશે અને કહેવું પડશે કે આ ટેન્કરો અમને યુનિવર્સિટીનાં રમતગમતનાં મેદાનની જગ્યાએ તમે પહોંચાડશો